ટ્રેક સાઇટ પર વધુ કચરો અને અંતહ દૂરસ્તીનો માહોલ ને ધ્યાનમાં રાખીને ટ્રેકિંગ સાઇટ પર પર્યાવરણને શુદ્ધ રાખવા માટે ત્યાં વિવિધ પ્રકારના સ્લોગનો લગાવવા જોઈએ જોતે સ્લોગનોનો ઉપયોગ ના કરે તો તેના પર દંડ રાખવો જોઈએ એના અલાવા ત્યાં વિવિધ જગ્યાઓ ઉપર ઉપર કચરા પેટી મૂકવી જોઈએ જેનાથી ત્યાંથી ચાલતા રાહ માર્ગુઓ અથવા પર્યટકો તે ત્યાં કચરો પ્રોપર ડસ્ટ બિનની અંદર નાખી શકે કચરા પેટીનો યુસ કરી શકે પ્લસ અત્યારની અત્યારના પબ્લિકને એ માટે અવેરનેસ કરવું જોઈએ કે આપણે પર્યાવરણને જેટલું શુદ્ધ રાખીશું રાખીશું એટલું આપણા માટે બેનિફિટ છે તેનો સારો એવો ઉપયોગ આપણે કરી શકીશું જેટલું આપણું પર્યાવરણ શુદ્ધ હશે એટલી આપણને શુદ્ધ હવા મળશે જેટલું આપણને શુદ્ધ હવા મળશે એટલું આપણું બોડી સારું રહેશે તો મારો વિચાર એવો છે કે પર્યાવરણ જો શુદ્ધ હશે તો જ આપણું બોડી શુદ્ધ હશે તો એને શુદ્ધ રાખવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી જોઈએ આપણે સારી રીતના જે આ કચરા પેટી હોય છે તો કચરો એની અંદર જ નાખવો જોઈએ